મારી આસપાસ વધુ વેચાતા ભોજન વિશે હું જણાવું તો એક છે ડોમિનોઝ એક પેટપૂજા રેસ્ટોરન્ટનું છે ને એક કિંગ વડાપાંવનું છે ડોમીનોઝમાં મળતા પિઝાઓની વખાણ કરું તો બધાંને જ ખબર છે કે ડોમિનોઝનો પિઝા ખૂબ જ સારા લાગે છે અને પનીર કબાબ પણ ખૂબ જ સારું લાગે છે ડોમીનોઝમાં ઓફલાઈન સાથે સાથે ઓનલાઇન ડિલિવરી પણ થાય છે જેમાં ઓનલાઇન બુકિંગ કરાવી આપણે આપણને આપણને ગમતી જે પણ પિઝા યા પનીર કબાબ કોઈપણ વાનગી મંગાવી શકીએ છે ઘરે બેઠા બેઠા ડોમીનોઝના પિઝામાં પનીર પિઝા એ સૌથી વધુ ગમતું પિઝા છે અને તે મને જ નહીં પરંતુ બધાંને જ ગમે છે એ પ્રકારે ડોમીનોઝના પિઝા બધાંને જ ભાવે છે બીજું મારા ઘરની જ નજીક એક પેટપૂજા રેસ્ટોરન્ટ છે જે હમણાં જ નવું ખુલ્યું છે ત્યાંની એક એક વાનગીઓની વખાણ કરું તો શું કહું એટલી સારી વાનગીઓ બનાવવામાં આવે છે કે તેની વખાણ કરતા કરતા શબ્દો પતી જાય છે તે રેસ્ટોરન્ટની પાંવભાજી ખૂબ જ એટલે ખૂબ જ બધાંને ભાવે છે તેમાં પાંવભાજીઓમાં જે મસાલાઓ બનાવે છે ભાજીની તે ખૂબ જ મસ્ત બધાને લાગે છે પાંવને ખૂબ જ સારી રીતે શેકીને મસાલા સાથે તવા પર બનાવે છે અને ખૂબ જ મસ્ત કચુંબર સાથે આપને સવ પણ કરે છે ત્યાંના બધાં જે કામ કરે છે રેસ્ટોરન્ટના તે બધાંઓનો વ્યવહાર ખૂબ જ સારો હોવાથી અમે ઘણીવાર ત્યાં ખાવા માટે જઈએ છીએ તે એક ઓફલાઈન રેસ્ટોરન્ટ જ છે ત્યાં ઓનલાઇનની સુવિધા નથી બીજું એક કિંગ વડાપાંવ પણ છે જે ખૂબ જ ફેમસ છે ત્યાંના વડાપાંવ એટલાં બધાંને સારા લાગે છે અને ઘ કિંગ વડાપાંવમાં વડાપાંવની એટલી બધાં એટલા બધાં પ્રકારો છે કે શું કહેવાય અને એમાં વડાપાંવોના પ્રકારોમાં મને ચીઝ વડાપાંવ એટલું ભાવે છે કે તેની વખાણ જ નહીં કરી શકું એટલું ભાવે છે શબ્દો નથી એના વખાણ કે હું તેને વખાણ વિષે તે ચીઝ વડાપાંવ વિષે જણાવું તો ચીઝ વડાપાંવમાં જે ચીઝ વચ્ચે પાંવની વચ્ચે વડા મૂકી તેના ઉપર ચીઝ મૂકવામાં આવે છે અને પછી તેની સાથે ચટની ટોમેટો ચટની હોય છે જેની સાથે ખાવા પછી ખૂબ જ સારો સ્વાદ એમાં આવે છે અને એ ચીઝ વડાપાંવ મારા ઘરમાં બધાને જ અને મારા મિત્રો લોકોને પણ ખૂબ જ ભાવે છે